ગુજરાતના ઇતિહાસમાં કુદરતી આફતો ઘણી બધી આવેલી છે જેમ કે ભુજમાં અર્થક્વેક આ ભૂકંપ આવેલો હતો તથા મચ્છુ ડેમ અને ઘણા બધા વાવાઝોડાઓની અસર બી થઈ છે ગુજરાતના વાતાવરણને એ બહુ ઇફેક્ટ કરે છે અને ભૂકંપમાં ઘણા બધા લોકોની ઘર તથા ઘણા પરિવારોને તકલીફ ઘણા પરિવારોને તકલીફ થઈ છે તથા તે એકબીજાનું નુક્સા ઘણાં પરિવારોને નુકસાન થયું થયેલું છે જાનહાનિ બી ખાસી એવી થઈ છે એના લીધે આખું જેમ કે ભુઅ રાપર તો આખું નષ્ટ થઈ ગયું હતું તેને ફરીથી રિડેવલપ થવું કરવું પડ્યું હતું એટલે એક બી ઘર એમાં બચ્યાં નહોતા તથા સાયકલોનમાં ઘ ઘણાં બધાં વૃક્ષો સૌરાષ્ટ્રમાં જેમ કે કેરીનો બહુ બધો પાક થાય છે તો વાવાઝોડાના લીધે સારી એવા ઝાડ નષ્ટ થઇ ગયા હતાં અને પૂરો પાક નો નાશ થઈ ગયેલો હતો અને જેમકે મચ્છુ ડેમ છે એમાં બહુ આખી મોરબી એ ડૂબીને નષ્ટ થઈ ગયું હતું